ગુડ આફ્ટરનૂન મેં હમણાં થોડીવાર પહેલાં આપની એજન્સીમાં એક ટેક્સી બુક કરાવેલી છે મારો બુકિંગ છે એ મારા મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ છે નવ્વાણું અઠ્ઠાણું ઝીરો એક્સઠ આઠસો પાંચ હું છું અહીંયા પાલનપુર જકાતનાકા પર છેલ્લા દસ મિનિટથી ઊભો છું અને ટેક્સી પણ નથી આવી રહી અને ડ્રાઇવર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું તો ડ્રાઇવર સાથે સંપર્ક પણ થઈ રહ્યો નથી મારે સામે મોટા વરાછા પહોંચવાની ઉતાવળ છે એટલે હુ અહીંયાથી બીજી ટેક્સી મને એક લોકલ મળે છે એ કરી લઉં છું તો તમે તમારું બુકિંગ એ રદ કરી નાખો